હલો મેમ બોલો બોલો

શું વાત છે વેરી ગુડ વેરી ગુડ બરોબર બરાબર બરાબર બરાબર બરાબર હા બરાબર બરાબર અચ્છા અચ્છા અચ્છા વેરી ગુડ બરાબર બરાબર બરાબર બરાબર બરાબર બેન આપણે એમાંથી થોડોક સુધારો કરી લઈશું

વેરી ગુડ અચ્છા અચ્છા અચ્છા હા દીપકભાઈની ટીમ બહુ આગળ છે એમ અચ્છા અચ્છા હા હા બરાબર ક્યાંક ક્યાંક ભૂલ થાય છે હા હા બરાબર બરાબર બરાબર એના લીધે બરાબર સાચી વાત છે કઈ વાંધો નહીં હવે પછી આગળ સુધારો કરી લઈશું એમાં હા હા હા મને પણ એવું લાગે જ છે કે પ્રેક્ટિસ કરવી જરૂરી જ છે હવે હા ક્યાંક ધીમે ધીમે હું પણ જાડો થતો જાઉં છું હા એટલે હા એવું છે હા એક તો પગમાં સળિયો નાખેલો છે તો વધારે પ્રેક્ટિસ નથી થતી એમ એવું છે એવું છે પણ હવે પ્રેક્ટિસ કરવી જરૂરી છે ચોક્કસ કરવી જ પડશે કરવી જ પડશે ચાલશે જ નહીં ચાલશે જ નહીં હા ફરીવાર આપણે આગળ વધવાનું જ છે

જી હા જી સ્યોર સ્યોર સ્યોર સરસ સરસ સરસ અરે સર તમારો ખૂબ ખૂબ આભાર યસ યસ હાજી હાજી હાજી હાજી હાજી ઓકે ઓકે હા હાજી હાજી થેન્કયુ હા